હોસ્પિટલના ટેક્નિકની સુધારાની તો વાત જ ક્યાં કરવાની પહેલાં આપણે બ્લડ લેતા આપણને એટલી બધી ડર લાગતો હતો કે કેવી રીતે બ્લડ આપીશું હવે તો એના ઈંજેક્શન બી એટલા શાર્પ હોય છે બ્લડના કે આપણને બિલ્કુલ તકલીફ નથી પડતી અને એક જ વાર તમે બ્લડ આપો એટલે બધા જ તમારા રિપોર્ટ્સ ત તૈયાર થઈ જતા હોય છે બીજું કે પહેલાં તો સીટી સ્કેનમાં પણ આપણને ડર લાગતો હતો કે આટલો બધો અવાજ આવતો હોય હવે તો અમારી સુરતની કિરણ હોસ્પિટલ છે ત્યાં એટલા નવા નવા બધા મશીનો આવ્યા છે કે તમને સીટી સ્કેન કરવામાં બી કંઈ તકલીફ નહિ પડે બિલ્કુલ અવાજ પણ નહિ આવે એટલે ઘણા ઘણા પહેલાં તો હોસ્પિટલમાં આપણે સિઝર કરવાનું હોય તો લગભગ દસેક દિવસ આપણે રા રહેતા હોય એને માટે સ્ટીચ લેતા હોય પણ હવે તો એટલી બધી ટેક્નિક આવી ગઈ છે તે લેસરથી બધા ઇંજેક્શ બધા ઓપરેશનો થાય છે એટલે પેશન્ટને બી એક બે દિવસમાં જ રજા આપી દે છે આંખના મોતિયાની આપણે વાત કરીએ તો મોતિયાના ઓપરેશનમાં બી પહેલાં તો આપણે ટાંકા લેતા હતા હવે તો મોતીયાનું ઓપરેશન પણ એટલું ટેક્નિકથી થાય છે લેસરથી કે તમને દસ મિનિટમાં તમારું ઓપરેશન થઈ જાય અને એક જ દિવસમાં તમને રજા આપી દે અને પહેલાં તો આપણાથી બિલ્કુલ ગોગલ્સ પહેરીને ચશ્મા પહેરવાના અને મોટા ડાબલા જેવા ચશ્મા પહેરીને પછી આપણે ઘરમાં રી રેવાનું હવે તો આપણે ઓપરેશન કર્યા પછી તમે ટીવી બી જોઈ શકો એટલું બધું એડવાંન્સ આવી ગયું છે એટલે હવે તો કોઈ તકલીફ જ પડતી નથી ઘણા ઘણા ટેક્નિકો અને સુધારા આવ્યા છે એટલે આરોગ્ય સંભાળમાં ટેક્નિકના તો ઘણા ઘણા ફાયદા થયા છે હવે તો